હલો મેં ઓનલાઇન બ્લેઝર મગાવ્યું હતું બ્લેક કલરનું કાળા કલરનું જે ત્રણ દિવસ પછી અત્યારે મારા ઘળે ઘરે પાર્સલમાં મળી ગયું છે બ્લેઝરની ક્વોલિટી ખૂબ જ સારી છે ફિટિંગમાં પણ કમ્ફર્ટેબલ છે બ્લેઝર મારા માટે ખૂબ જ ઉપયોગી છે કેમ કે હું ઇવેન્ટમાં જાઉં તો એઝ અ રિપ્રેઝન્ટ કરવા માટે હું શટ પર બ્લેઝર પહેરું છું અને અમારાં ફિલ્ડ અમારી ફિલ્ડમાં ફ્રીલાન્સર્સ બ્લેઝર પહેરીને જ આવે છે કમ્પલસરી હોય છે એટલે બ્લેઝર મારે બહુ ઉપયોગી છે મારે બીજા દસ થી બાર બ્લેઝર લેવા છે તો શું કોઈ ડિસ્કાઉન્ટ મળી શકે અને આની ક્વોલિટી બહુ જ સારી છે એના માટે મારે બીજા પરચેસ બીજા ખરીદવા છે અને બ્લેઝર અહીંયા અમદાવાદમાં કોઈ સ્ટોરમાં મળી શકશે ઓનલાઇન સિવાય મારે સિલેક્ટ કરવા હોય તો અ ઓકે થેન્ક યુ